હા હું શિક્ષણમાં શિક્ષણ માટેની લોન વિશે જાણું છું કારણકે અમે જયારે ભણતા હતા ત્યારે સરકારી શાળાઓમાં ઘણા વિદ્યાર્થીને સ્કોલરશીપ નહોતી મળતી પણ હમણાંના સમયમાં વિધાર્થીઓ બહાર જઈને ભણવાનું પસંદ કરે છે જેથી કરીને તેઓ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે મોટા શહેરોમાં કે વિદેશોમાં જવાનું પસંદ કરે છે તેથી દરેક વિધાર્થીને સ્કોલરશીપનો લાભ ન મળતો હોવાથી તેઓ લોન જેવી સુવિધાનો ઉપયોગ કરે છે ઘણા લોકો લોનની સબસીડી કરીને વિદેશોમાં વિવિધ યુનિવર્સિટી મોટી કોલેજોમાં જઈને ભણે છે આજે ઘણી બૅંકો લોનની સુવિધા આપે છે તે ઉપરાંત અમુક ફાયનાન્શિયલ ફંડ્સ પણ શિક્ષણ લોન આપે છે પરંતુ મોટા ભાગે લોકો બેંકોમાંથી જ લોન લે છે આનો લાભ મેં તો નથી લીધો પણ અમારા વિસ્તારમાં ઘણા એવા વિધાર્થીઓ આ યોજનાનો લાભ લીધો છે